હા તમે ફેન્સી ફોટો સ્ટુડિયોમાંથી વાત કરો છો હા સર મારે એમ છે કે મારે છે ને મારા માટે એક મારા પાસપોટ સાઈઝના ફોટો કઢાવવા છે તો તમે કાઢી આપશો તમે ફોટો પાસપોટ સાઈઝના ના હું હું તમે કેવું હા હા હું તમને ડોક્યુમેન્ટ પણ સેન્ડ કરી આપીશ અને હું તમને આ તમારા સ્ટુડિયો પર ફોટો પડાવવા પણ આવી જઈશ પણ તમે સરખી રીતે મને ફોટો પાડી આપશો ને કેમકે મેં પહેલે જે સ્ટુડિયોમાં ગયો હતો ત્યાં મને એવી રીતે ફોટો પાડેલો તે મારે એક જે રીતે આપણે લાગવો જોઈએ ને આપણો ફોટો એવી રીતે મને લાગતો નહીં હતો ને મને એમ થાતું કે હા મારો પ્રોફેશનલ રીતે ફોટો કર્યો એ મને એવું લાગતું જ ન હતું તો તમે કેવી રીતે કરશો

હા એ તો સાચી વાત છે હા તો તમે ક્યારે આવું તમારા સ્ટુડિયો ઉપર ક્યારે ફ્રી હશો તમે હા ઓકે

હં હા એમાં શું છે આજે તો હું ફ્રી નથી પણ હું કાલે આવું તો ચાલશે કાલે દસ વાગ્યે હા તો હું બાર સાડા બાર વાગ્યે આવું તમારા સ્ટુડિયો પર

હા ઓકે ઓકે